હા મજામાં તમે

અરે આબુની શું જરૂર છે આપણે અહિયાં અટવલ સરોવર છે રાજકોટમાં એ કેટલું મસ્ત છે એક દમ ખુલ્લી ખુલ્લી હવા અને એક દમ આમ પીસ ફૂલ છે આબુ કરતાં તો અઈયા મજા આવસે

હા હા હા પ્રદિયુંમન પાર્ક પછી અઈયાં ધર્મેન્દ્ર રોડે તમારે કઈ ભી સોપીંગ કરવી હોય એક દમ રિઝનેબલ પ્રાઇઝમાં મળે કેટલું સરસ છે રાજકોટમાં હા હા અને પછી રાજકોટમાં આપડે અઈયા હરિ ડેમ છે ત્યાં બેસવાની પણ બહુ મજા આવે એક દમ ખુલ્લુ હા હા નઇ એ હા મેડયા